હાલો એલા હું અમરેલી જિલ્લાનો ખેડૂત બોલું છું હાં આ શું જમીન તપાસવા આયવ્ય છે એલા પણ કોઈ પાક વિમોની તો આપતા નથી અને બધું ચકાસોને આ આપોન તે આપો ને એમ જ કરો છો અરે પણ શીખે માટે અરજી કરી તી તમે એનુંય કાઇ કર્યા કાગળિયા અને સતબાર દાખલા કેટલી વાર લઈ ગયા છો તો હવે હું લઈ જવાનું પણ ઉપર થી કાઇ આપવાના આદેશ તો થતાં હશે ને હાં પણ બધુ લઈ લઈ કરવાને બદલે કઈક આપો તો સારું હો એ હાં હાં હાં હાલો વાંધો નહીં